ભારતમાં અનેક ઉદ્યોગપતિઓના કારણે જીવન ઘણું બધું બદલાયું છે પરંતુ તેમાંના એક ઉદ્યોગપતિની વાત કરીએ તો એ છે મુકેશ અંબાણી એ જ્યારે જીઓ રિલાઇન્સ જીઓ આપણા માર્કેટમાં લાવ્યા તેની પછી ઘણા બધાની જીવન શૈલી બદલાઇ ગઈ છે કારણ કે તેમણે ઈન્ટરનેટ એકદમ ફ્રી કરી દીધું છે તેમના કારણે ઈન્ટરનેટ લોકો રોજે રોજ રોજિંદા જીવનમાં સરળતાથી ઉપયોગ કરવા લાગ્યા છે જેના કારણે ઘણા બધા બદલાવ આવ્યા છે જેમ કે પહેલાંના જીઓ આવ્યા પહેલા લોકો એક જીબી કે બે જીબી મહિના સુધી વાપરતા હતા પરંતુ હવે તે જ એક જીબી કે બે જીબી રોજ આપણને મળે છે જેના કારણે લોકો તેનો ઉપયોગ કરતાં થયા છે તેના ઉપયોગથી ઘણી બધી રીતે સુવિધાઓ પ્રાપ્ત કરતાં થયા છે તેના ઉપયોગથી ઘણું બધું નવું શીખવા અને જાણતા થયા છે ખાસ કરીને આ કોરોના કાળમાં શિક્ષણ જગતમાં આ જે જીઓના એક જીબી કે બે જીબીના ડેટા હતા તેનાથી જ શિક્ષણ આગળ વધ્યું હતું તો હા સો ટકા મુકેશ અંબાણીના રિલાઇન્સ જીઓ કંપનીના આવ્યા પછી ભારતમાં લોકોનું જીવન ઈન્ટરનેટ માધ્યમથી ઘણું બધું બદલાયું છે